હાજી બોલો હું કૃણાલ નાયક વાત કરી રહ્યો છું ભિન્ન ભિન્ન પોલિસી કંપની માંથી

સર અમારી પાસે જાત જાતની ભાત ભાતની તમારા જેવા લોકો માટે તમારા જેવા ક્રીમ લોકો માટે અમારી પાસે પોલિસી છે જે તમને જીવન સાથે પણ અને જીવન પછી પણ કામ લાગી શકે એમ છે તો શું તમે સર જનરલ ઈન્સ્યોરન્સ કરતાં પોતાનો ઈન્સ્યોરન્સ સૌથી મહત્ત્વનો હોય છે સર તમે શું આમાં રસ દાખવો છો

ના સર અમે તમારા જીવનની રક્ષા કરીએ છીએ અને તમારા ગયા પછી તમારા ફેમિલીની રક્ષા કરીએ છીએ સર પણ તમારે જો બીજા બધા વીમા લેવા હોય તો તમારે લાઈફ ઈન્સ્યોરન્સ તો લેવો જ પડે સર છતાં પણ સર છતાં પણ સર આજે જિંદગીનો કોઈ ભરોસો નથી તમે ઘરની બહાર નીકળો અને ગાડી તો દૂરની વાત રહી સાહેબ એક પગથિયું ચૂકી જાવ ત્યાં ધાડ કરતું માથામાં વાગે ને તમે ગુજરી જશો તો તમારા પછી તમારા બાળકોનું શું તમારે જી